હા બેટા બોલોને હા હા હા તો કાંઇ વાંધો નઇ બેટા આપળે હા હા બેટા કાંઇ વાંધો નઇ આપળે એમરોડરી વાળી સાળી લઈએ કંઇક સરસ એવી ભરત વાળી હોયને સરસ એવી આમ એકદમ મસ્ત ના ના બેટા બટ આપળી ઇ એક આમ છે પરંપરા છે કે ઇ વવુંને ઈજ સાળી દેવાની એટલે આપળે એવીજ સાળી દેશું તમારે સમઝાવવાનું હોયને બેટા પટોળું પટોળું વધારે મોંઘું નઇ પળે હા તો કાંઇ વાંધો નઇ હાલો તમને જેમ ઠીક લાગે એમ અત્યારે તોહવે બઉ કાંઇ કેવાય તો નઇ હા હા કાંઇ વાંધો નઇ પટોળું લઈ લેને બેટા હાતો તમે લઈ આવશોને તમારી રીતે હા હા ભલે ઠીક છે ચલો કાંઇ વાંધો નઇ હો હા જેશ્રી ક્રષ્ન